એઆઈ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સનો યુઝ તો હવે લગભગ દરેકે દરેક જગ્યાએ થવા માંડ્યો છે હવે જો આપણે ગેમની વાત કરીએ તો મેન વસ્તુ એવી થાય કે તમે કોઈ ગેમમાં એઆઈને તમે એડ કરો એટલે તમને એવું લાગે કે નેચરલી એટલે કે બધી વસ્તુઓ જાણે ખરેખર ત્યાં હાજર છે અને તમે ખરેખર તમે ત્યાં રમી રહ્યા છો ને એવી તમને ફીલ થાય એવું તમને લાગે કે ખરેખર તમે સાચી પરિસ્થિતિમાં તમે ત્યાં છો અને આ બધી વસ્તુઓ તમે જ કરી રહ્યા છો ચાલો કોઈ ગેમ એવી છે કે તમારે કોઈ ખેતર છે ને એને ખેડવાનું છે ને એની અંદર પ્રાણીઓને એને સાચવવાના છે હવે એઆઈ તમે એમાં એ ઉમેરો એટલે એવું જ તમને લાગે કે ખરેખર તમે ખેતરમાં છો અને તમે જ આ બધી વસ્તુ કરી રહ્યા છો એટલે વાસ્તવિકતાની ખૂબ જ નજીક લઈ આવે છે એઆઈ આપણને